કૃષિબેન સાથે વાત થઈ રહી છે હા તો મારે છે ને સ્કીન પ્રોબ્લેમ છે એટલે ગાલ પર છે ને થોડાં પીંપલ છે ને એનાં માટે કોલ કર્યો હતો ને સ્કીન થોડી ડ્રાઇ છે એટલે થોડું પીંપલ ને એવાં છે સ્કિન ને મારે એક્ટિંગ લાઇનમાં વર્ક કરું છું એટલે થોડું ફેસ માટે થોડું સજેશન લેવાનું હતું ખોરાક જે કે નોર્મલ હોય ને તે છે ડેલી રૂટીનમાં એમ હા એમ નોર્મલ ફેશ વોસ યુઝ કરીએ અને સનસ્ક્રીન યુઝ કરુ છું હા હા તો મેં છે ને હમણાં વોટસેપ પર પિક મોકલીય છે સનસ્ક્રીન ને ફેશ વોશનો

બોલો ઓકે તો તમે છે ને વોટસપ પર આ મોકલી આપો હા લખી ને

ઓકે ઓકે નો પ્રોબ્લેમ